હા તમે રેસ્ટોરન્ટમાંથી બોલો છો હા બોલો તમને શું જોઈએ છે તમારા સ્થાનિક રેસ્ટોરન્ટમાં કોઈ પણ વાનગી અવેઈલેબલ છે હા સાહેબ બોલોને તમને કઈ વાનગી જોઈએ છે મારા ઘરે પ્રસંગ છે મને ભૂખ લાગી છે તો મને દાલબાટી જોઈએ છે હા સાહેબ મોકલાવી આપું તમે એડ્રેસ ને એ મોકલી દો ત્યાં હું ખોરાકને ઓર્ડર આપવા માગું છું હા તો તમે મને દાલબાટી મોકલી આપો મને ડિલિવરી એક ત્રીસે મળશે હા સાહેબ મળી જશે તો હા મળી જશે શું તમારા રેસ્ટોરન્ટમાં ડિસ્કાઉન્ટ મળે છે ના સાહેબ અહીંયા અત્યારે કોઈ ડિસ્કાઉન્ટ ચાલતું નથી